હા હું નવરંગ સ્કૂલનો પ્રિન્સિપલ વાઘેલા યુગ બોલું બોલો હા અત્યારે તો પોસિબલ નથી એક્જામસ નજીક છે અને તમારો છોકરો ભણવામાં ખૂબ જ વીક છે અને સાઇન્સ અને બે ચાર સબ્જેક્ટમાં તો તેનું રિજલ્ટ અમને ખબર છે ફેલ હતો પણ તમારે ચાર ચાર દિવસ રજા ઉપર ગોવા જવા માટે પરપર્સ શું છે એક સ્ટુડન્ટને બગાડવા પાછળ એક વાલીનો મોટો હાથ હોય છે અત્યારે તમારે એને બારું ભરવા જવાનુંને એવું બધુ રેવા દયો અને પેલા તમે આ બધા સબ્જેક્ટ કવર કરાવો જેથી કરીને ઇ એનો બેસ કવર કરશે તો આગળ એને સેહલું પડશે વાંધો નય પણ અવે આગળ જતાં ધ્યાન રાખજો હવે આવી એક ય આવી રજા પોસાસે નય